નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન રોહિત સર્મા ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહાત્મા ગાંધી ભારતના રાષ્ટ્રપતિ મેરિકોમ ભારતની કુસ્તીબાજ અમિતા બચ્ચન ભારતના કલાકાર